અમારા પાકની ગુણવત્તા ઉત્પાદન વધારવા માટે અમે ખાતર દવા પાણી અને ખેડનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરીએ છીએ ખાતરમાં ડીઇપી યુરીયા વગેરેનો ઉપયોગ કરી જ્યારે એનપીકેનો પાક પર છંટકાવ કરીને તેનો ઉપયોગ કરીએ છે